હેલો હા હા ઓકે ઓકે નો પ્રોબ્લમ અમારે શું છે નાના છોકરા માટે પણ કપડાં મળી રેહશે પછી મેન્સવેરમાં બી મળી રેહશે અને વુમન્સવેરમાં બી આપણે એને અહિયાં બધા ઓકે ઓકે તો તમને કેટલા જોડી એમ જોઈશે કપડાં હા આપણા હા તો આપણે કિડ્સવેરમાં બી છોકરાઓ માટે પેન્ટ શર્ટ કીલીને ટી શર્ટ જો નાની બેબી માટે જોઈએ તો ફરક ફ્રૉક છે ડ્રેપ છે પછી મેન્સવેરમાં આપણે અહિયાં કોટ કુર્તા બધું જ મળી રહેશે અને વુમન્સવેરમાં આપણે અહીં સાડી છે હરેક ટાઇપની સાડી મળી રેહશે કોઈ પણ તમારે પ્રોબ્લમની વાત નથી હા હા નો પ્રોબ્લમ કસ્ટમાઈજડ પણ કરી આપવામાં આવશે તમારી જે કોઈ જરૂરિયાતો છે તે તમે એકવાર શોપ પર આવીને મળી લ્યો તો સમજ પડશે શોપનું નામ છે ગણદેવી સ્ટોર છે મોટું મેન રોડ પર જ છે વલસાડમાં હા તો તમે સવારે નવથી રાત્રે નવ સુધી આપણી શોપ ચાલુ રહે છે ક્યારે પણ આવીને તમે કોન્ટેક્ટ કરી શકો છો હા હા નવથી નવ સવારે નવથી સાંજે નવ સુધીમાં તમે ક્યારે પણ આવશો અહીં જ અમે હશું ઓકે થેન્ક યૂ